હેલ્લો જી ટ્રાવેલ્સ એજન્સી જી મેમ અમે લોકો છે ને હું ગોવા જવા માટે પ્લાન બનાવી રહી છું તો આપ મને સજેસ કરશો કે કઈ રીતે આપની જે બસીસ ને જે વ્હિકલ્સ જાય છે જી મારે એકલાને જવાનું જવાનું છે હા ના એકલી છું બરાબર છે એટલે તમે જે કહેવા માગો છો એવી રીતે કે એક લેડીજ એકલાં જતાં હોય તો એની પાસે તમે જે બાજુની સીટ છે એ લેડીઝને જ લેડીઝને જ આપશો બીજા કોઈ જેન્ટ્સને નહીં આપો અનનોન પર્સનને ઓકે જી

મેડમ હા તો તમે મને એ વિશે માહિતી આપશો કે જાણે કે મારે ગોવા જવું છે તો તમારા કોન્ટેક્ટમાં કોઈ સારી હોટલ હોય છે જે સેફટીના દૃષ્ટિએ પણ સારી હોય એવી કોઈ હોટલ તમે મને ઠીક છે હમ હમ અને બીજું આપ જણાવશો કે જી હા તો માહિતી તમે મને જો શેર કરો ને તો જાણકારી મળી શકે અને બીજું મેડમ તમે જણાવશો મને જી જી મેડમ તમે બીજી વાત જણાવશો કે અમે લોકો મતલબ હું તો એકદમ વેજ છું તો બહારનું પણ ઓછું ફૂડ લેતાં હોઈએ છીએ તો નોનવેજ ન મળતું હોય એવી કોઈ હોટલ હમ હમ હમ હમ હમ હમ હમ અને મેડમ એક્ચુલી હું એટલે માટે ત્યા આવું છું કે મારે મારા ફેમિલીને લઈ જવાનો પ્લાન છે તો તમે એવાં કોઈ સજેસન આપશો કે સારી જે જગ્યા હોય ત્યાં આપણે ફેમિલી સાથે જઈ શકતા હોય એવી કોઈ પ્લેસીસ ફરવા માટે સારી ફરવાલાયક જગ્યાઓ એના વિશે માહિતી હોય તો

જી જી જી જી આહ આહ હા થેંક્યું આભાર